કળા ગુજરાતની કળા એ ભારતભરમાં પ્રસિદ્ધ છે કળા એ માનવીના અંદર રહેલી પોતાની વિચાર તેમજ એની પેઢીઓથી ચાલતી આવેલી પોતાનામાં રહેલી દરેક ચીજવસ્તુઓનું એ બહાર પાડે છે કળા એ દરેક પ્રકારની કળા હોય છે જેમાં હાથ હાથથી બનાવામાં આવેલી દરેક પોતાની કળાને અલગ અલગ રીતે પ્રસ્તુત કરે છે જેમાં માટીકળા ભરતગુંથણ વાંસની બનાવટ પ્રિન્ટ જેવી રીતે કે ચિત્રકળા એમાં દરેક દરેક વ્યક્તિ પોતપોતાના કાર્યમાં અલગ અલગ કળાનો પોતાની રીતે રજૂ કરતા તેમાં જો આપણે ચિત્રકળાની વાત કરીએ તો ચિત્રકળામાં ડાંગ જીલ્લાની વારલી પ્રિન્ટ જેમાં માનવી પોતાના અસ્તિત્વ જેમકે પોતાના પૂર્વજો દ્વારા તેમને મળેલી આ એક ભેટ છે જેમાં માનવી પોતાના પૂર્વજો તેમજ તેમની રહેણીકરણી તેમના જીવનધોરણ તેમજ દરેક વ્યક્તિએ પોતાએ પોતાની જીવનમાં ગુજારેલી દરેક વસ્તુઓ એ પ્રિન્ટ એટલે કે ચિત્રમાં એ દર્શાવે છે આ ચિત્ર એક અસંખ્ય રીતે તે કલાકાર પોતાની કળા દ્વારા રજૂ કરે છે આ આમ ડાંગ જીલ્લાની વારલી પ્રિન્ટ એ ખૂબ જ પ્રસિદ્ધ છે આ ચિત્ર એ દરેકે દરેક ડાંગ જીલ્લાના વ્યક્તિના ઘરે વ્યક્તિ પોતે પોતાની કલા દ્વારા એ રજૂ કરી પોતાના ઘર આંગણે એને રજૂ કરે તેમજ એ પોતે પ્રિન્ટ કરે છે તેમ જ વાંસ વાંસની બનાવટમાં આપણે એ વાંસ એ એક કુદરતી વાતાવરણમાંથી લેવાયેલી તેમજ પ્રકૃતિ દ્વારા મળેલી એક ભેટ છે જેના દ્વારા એ પ્રકૃતિના માધ્યમથી એ વાંસનો આપણે ટોપી બનાવી શકાય છે તેમજ તેના ઘુંટણથી આપણને સાદડી તેમજ એટલે કે ચટાઈઓ અને વાંસની બનાવટોમાંથી તોરણો પણ બનાવી શકે છે એ બનાવટોમાં વાંસના દરેક વસ્તુઓથી એના અંદર રંગો કરવામાં આવે છે તેમજ એ એ વાંસની બનાવટોથી કલાકાર પોતાની ગૂંથણ એવી રીતે એનું કરે છે કે જે એકબીજા સાથે બંધાએલું હોય છે અને તેની અલગ આકૃતિ એટલે કે જે એની રચના કરવામાં આવી છે કે જે આપણને વિવિધ રીતે જુદી પડતી જોવા મળે છે તેમજ આપણે માટી માટીની બનાવટો જોઈએ તો માટીની બનાવટોમાં જે નવરાત્રી દરમિયાન જે ગરબા રમવામાં આવે છે ગરબા એટલે કે તેના અંદર વચ્ચે મુકવામાં આવેલી માટીના વાસણ એટલે કે માટલી ત્યારે ગરબા કહેવામાં આવે છે આ ગરબાના અંદર અલગ અલગ ડીઝાઈનો કરવામાં આવે છે વિવિધ રંગો દ્વારા તેને પેઇન્ટ કરવામાં આવે છે તેમજ અબલા રંગો લેઝ જેમકે દરેક વસ્તુનો ઉપયોગ કરી તેને અલગ રીતે દર્શા દર્શાવી તેમજ એની સુંદરતા એ વધારે છે આમ આ દરેક વસ્તુ એક કળાના માધ્યમથી જોઈએ તો માનવી પોતાનું પૂરું જીવન કળા એ જીવનમાં એ પોતાના કળા દ્વારા એ પોતાનો વ્યવસાય પણ ચલાવી શકે છે આ વ્યવસાયના માધ્યમથી જો જોવા જઈએ આ બધી ભારતભરમાં ગુજરાતની આ વસ્તુઓ પ્રસિદ્ધ છે જેમાં કેટલીઓ બધીઓ વસ્તુઓ આપણને પ્રખ્યાત એવી જોવા મળે છે તેમજ માનવી પોતાના અંદર ક્યાં ને ક્યાં પોતાનો વરસો તેમજ પોતાના સમાજની એક છાપ છાપ દર્શાવતો હોય છે આ આ કાર્યમાં માનવીને પોતાના કેટલાક કળા દ્વારા એ પોતાની વસ્તુઓ બનાવી રજૂ કરે છે આ બધી ચીજ વસ્તુઓને તે એક્ઝિબિશન એટલે કે કોઈ મેળાઓ તેમજ એવા પ્રદર્શન પ્રદર્શન દર્શાવતા મેળામાં તે રજૂ કરે છે આ રજૂ કરેલા ચીજવસ્તુઓનું જેનું મૂલ્ય એટલે કે તેને એને નાણા મળે છે આ નાણા દ્વારા તે પોતાનું રોજગાર એટલે કે પોતાના કુટુંબનો એ પોષણ કરી શકે છે કળા એ એવી ચીજવસ્તુ છે કે જે માનવી પોતાના પોતાના જીવનમાં ક્યારે નિરાશ થતા નથી માનવી પોતાની કળા દ્વારા તેમાં પોતાનો કરાયેલા વિચાર તેમજ તેની મહેનત દ્વારા એ પોતાની કળા એ બીજા સમક્ષ રજુ કરે છે અને તેના દ્વારા તેને પૈસા પણ મળે છે આ પૈસાથી તેને રોજગારી રોજગારી મળતી રહે છે અને આ રોજગારી દ્વારા ક્યારેય પણ એ કલાકારને પોતાના જીવનમાં નિરાશ થવાનો સમય આવતો નથી અને એ સમયમાં પણ માનવી પોતાની કળાને હજુને હજુ પ્રોત્સાહન મળી રહે એ માટે લોકો સમક્ષ રજુ કરે છે એક્ઝિબિશનમાં એને રાખે છે મેળાઓમાં તે પોતાની એક કળાનું પ્રદર્શન કરે છે અને આ બધી અસંખ્ય લોકો દ્વારા આ પ્રકૃ પ્રકૃતિમાંથી મળેલી ચીજ વસ્તુઓનું તે પ્રદર્શન કરે છે જેથી આ બધી ચીજવસ્તુઓ ક્યારે પણ માનવીને નુકસાન નથી કરતી તેમજ પ્રકૃતિને તેમજ પર્યવરણને પણ એ નુકશાન નથી કરતી આ વસ્તુઓ પ્રાકૃતિક હોવાથી તે કોઈ પ્રદુષણ પણ ફેલાવતી નથી જેના દ્વારા દરેક માનવી આ કુદરતી બનાવટ જેમકે કુદર કુદરતમાંથી બનાવેલી ચીજવસ્તુઓનું તે ઉપયોગ કરી શકે છે અને તે ક્યારે પણ હાનીકારક રહેતી નથી જેનાથી કેટલા માનવી અને કેટલા દેશો રાજ્યો આ ચીજવસ્તુઓથી આકર્ષિત થઈને આ ચીજવસ્તુઓનું ઉપયોગ પોતાના અમલમાં લાવે છે અને આ ચીજવસ્તુઓ દ્વારા એ પોતાની આ જો કંઈ આ વસ્તુ ખરાબ પણ થાય છે તો નુકસાન નથી થતી પરંતુ એ ચીજ વસ્તુઓમાંથી ફરી પાછી એક નવી જ વસ્તુ પણ આપણે એમાંથી બનાવી શકીએ છીએ જેમકે માટી માટીના વાસણો કે તેમાંથી બનાવેલી કોઈ પણ ચીજવસ્તુઓ તૂટી જાય છે તો ફરી એનું રીસાયકલિંગ એટલે કે એને ફરીથી નવી એક રૂપ આપી એને સુંદર રીતે તૈયારી કરી દેવામાં આવે છે અને આ દરેક ગુજરાતી એટલી બધી કળાઓ છે કે જે ભારતભરમાં આજ આજના સમયમાં આજ આજના સમયમાં ડીજી ડીજીટલ સમયમાં તેમજ વિકસિત સમય પણ સમયમાં પણ એ પ્રસિદ્ધ છે અને એ ક્યારેય પણ વિસરાતી નથી પરંતુ એ આગળને આગળ એની માંગ વધતી જાય છે